આપણે જાણીએ છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે હું જાણું ત્યાં સુધી લગભગ એંસી ટકા લોકો છે તે ખેતી કરે છે અને તે અલગ અલગ પ્રકારના કેટલા બધા પાકની કરે છે ખેતી કરે છે બરોબર એ પાકની અને એ પાકમાં એને અમુક એવા માપદંડો હોય છે કે જે હોય તો એ પાકની સારી એવી ઉપજ મળે છે જેમકે કોઈ પણ કપાસ હોય મગફળી હોય મગ તલ કઠોળ હોય કોઈ પણ એટલે કે શાકભાજી હોય કે કોઈ પણ હોય તો એના માટે એમને કોઈ પણ અમુક એવા માપદંડો હોય છે કે જોએ છે તો એટલા અને એક વસ્તુ છે મેં જે નોંધ્યું છે જેમકે કપાસ છે મે કપાસ વાવ્યું છે તો એના માટે અમુક એવું વાતાવરણ જોઈએ છે જેમકે એક વાતાવરણ છે એને ઠંડી હોય તો ચાલે એટલું બરાબર થાય પરંતુ એને જે કપાસ જે વાવણી કરવાનો જે સમય છે તે થોડોક થોડોક આજુબાજુ ચોમાસા જેવું હોય છે તો એને થોડોક માપે વરસાદ મળે તો એ સારું રહે છે કે એમાં પાણીની જે સિંચાઇની જરૂર હોય છે તે નથી રહેતી જો માપે વરસાદ હોય તો એમાં જે પાણીના ઓછું જે અમુક વિસ્તાર હોય છે કે જેમાં ઓછું પાણી હોય છે તો એને સિંચન માટે પણ સારું રે છે કે પાણી જરૂર નથી રહેતી અમુક વિસ્તારમાં એવું થાય છે કે ખૂબ જ વધુ એવો વરસાદ પડે છે તો શું થાય છે કે એ વરસાદ એને વધારે હોવાને કારણે જે છોડ હોય છે જે હજુ નાનો કદમાં હોય છે તો તે ડૂબી જાય છે અને એના લીધે એ જેટલું એને મળવું જોઈએ જે પોષણ જમીનમાંથી એ મળતું નથી અને સતત પાણીમાં પાણીમાં રહેવાને લીધે એ અમુક મુરઝાઈ જાય છે જે બળી જાય છે જે છોડ હોય છે એટલે અમુક પ્રકારનું એને જોઈએ છે જે વાતાવરણ છે એ નથી મળ્યું ઠંડી હોય છે તો ચાલે છે બટ એ પણ કેવી હોવી જોઈએ માપે હોવી જોઈએ અમુક વખત એવું થાય છે કે સવારમાં ઝાકળ આવે છે ઝાકળના લીધે કપાસમાં થોડોક એવો ફેરફાર રહે છે અને ઘણીવાર વાતાવરણમાં જે અમુક અસરો હોય છે જેના લીધે એ અસરો એવી હોય છે કે જેનાથી તેમાં અને ખેડૂતને ખબર પણ પડી જાય છે કે આ અસરના લીધે પાકમાં નુકસાન થવાનું છે કઈ રીતે તો કે અમુક વખતે એના પાંદ જે હોય છે પાંદડાઓ તે મુરઝાઈ જાય છે અથવા તો તેમનો જે કલર હોય છે એ ઝાંખો પડી જાય છે પીળાશ ઉપર પડી જાય છે આવું બધું થાય છે જેથી અમુક પ્રકારનું એને વાતાવરણ નથી મળતું અને વાતાવરણ સિવાય અમુક વખત અમુક જંતુઓ હોય છે જેના લીધે પણ પાકને નુકશાન થાય છે ઘણીવાર એવું થાય છે કે જે જંતુ હોય છે તે આપણે જે ખાતર નાખીએ છીએ એમાંથી થાય છે આ જંતુઓ તો એ પણ તપાસ કરાવી ચકાસણી કરાવી જોઈએ કે આ ખાતર છે આ પાકમાં બરાબર છે કે નહીં કારણકે જુઓ એ બરાબર ન હોય તો એમાં જે જીવાત કે જે જંતુઓ થશે એ બધા જંતુઓ જે છોડ છે તેને કંઇકના કંઈક નુકશાન કરશે પણ હવે શું થાય છે કે આમાં નુકશાનમાં કપાસ છે ઉદાહરણ તરીકે લઈએ કે કપાસ છે તો એ કપાસમાં અમુક વખત એવું થાય છે કે ઇયળ આવી જાય છે તો એ ઇયળ એવી વસ્તુ છે કે જે કપાસ ખાવા માટેની જે કેરી હોય છે તેની અંદર હોય છે અને એના લીધે એ કેરી છે તે ખૂલતી જ નથી અને એના લીધે એ કપાસમાં કપાસ બનતો જ નથી પરંતુ જ્યારે અમુક વખત બીજા એવા ઘણા પાકો છે જેમાં બીજી પણ જંતુઓ કંઈક ને કંઈક આવી જતાં હોય છે અને ઘણીવાર અત્યારે આધુનિક ટેક્નોલોજીને કારણે ખેડૂતો છે જે જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે જેના લીધે તે દવાઓ છે એ દવાને કારણે એ જંતુ છે એ તો જ મરી જાય છે તેનો તો અંત નાશ પામે છે પરંતુ તેમાં ઘણીવાર એવું થાય છે કે જે પાક છે તેને આડઅસર થાય છે એટલે કે અમુક ખોરાક હોય છે આપણે લઈએ કે મગફળી હોય ઉદાહરણ તરીકે તો એ મગફળીમાં શું થશે તો કે કઈક અસર એવી થશે કે જે પાક છે જેવો ઓર્ગનીક રેહવો જોઈએ ને એવો નહીં રહે એટલા માટે એને પછી છે ને શું કરવું પડે કે તમારી પાસે જે બધો જે પાક આવે છે એ આમ ઓર્ગનીક ગણાશે ખેતી કરેલો છે પણ આમ છતાંય તેનો એમાં ક્યાંક ને ક્યાંક જંતુનાશક દવાનો ઉપયોગ થયેલો છે